અમારા ગુજરાત રાજ્યમાં સ્થાનિક ભાષા કે માતૃ ભાષા જે છે તે ગુજરાતી છે અને લગભગ રાજ્યનાં દરેક જીલ્લામાં ગુજરાતી ભાષા જ બોલાય છે પરંતુ દરેક જીલ્લામાં ગુજરાતી ભાષાની બોલવાની વિવિધતા જોવા મળે છે જેમ કે સૌરાષ્ટ્રમાં કે પંચમહાલ બાજુ કે દક્ષિણ ગુજરાતની ગુજરાતી બોલીમાં વિવિધતા હોય છે સામન્ય રીતે મધ્ય ગુજરાતમાં ગુજરાતી ભાષા થોડી વ્યવસ્થિત રીતે બોલાતી હોય છે